હં હવે મને અમુકવાર તો શું છે બધી કહેવતો જ યાદ આવે છે કે ફરે તે ચારે અને બાંધ્યો ભૂખે મરે એટલે માણસ ગમે તેટલો સુખી હોય પરંતુ હરવા ફરવાથી શું છે એ એને ખૂબ જ જુદા જુદા અનુભવ પ્રાપ્ત થાય છે ખૂબ જ આનંદ થાય છે અને પયગંબર સાહેબે પણ શું છે કે મુસાફરી કરવા માટેનું એક સૂચન આપેલું છે કે જીવનમાં શક્ય હોય તો તમે સફર કરો સફરનો મતલબ શું છે કે તમે જુદી જગ્યાએ જાવ એ તમને જુદા જુદા દેશનાં જુદા જુદા રાજ્યના જુદી જુદી વાતાવરણ અને શૈલીના માણસો મળે એટલે તમારે શું એમના સંપર્કમાં આવો તો તમને વધુ જાણવા મળે શીખવા મલે અને તું તમારું બી વહેવાર એમને ખબર પડે એટલે એનાથી શું છે કે બહુ આનંદ આવે છે અને બીજી વાત કે એનાથી અનુભવ થાય હવે એમાં શું છે કે તમે ફરવાની વસ્તુ આવે તો કંઈ મફતમાં ફરાતું નથી ફરવા જાવ એટલે તમારે ખર્ચા જોઈએ બાલ બચ્ચા બધી વ્યવસ્થા જોઈએ અને તમે ફરવા જાવ એટલે તમારી જરૂર જેટલી જ વસ્તુઓ તમે લઈ જાવ એટલે જરૂર જેથી જેટલી વસ્તુ લઇ જાવ એટલે એમાં બહુ શીખવાનું છે કે તમે તમારી જીવનમાં પણ સાદગી આ રીતે જ કેળવો અને જે રીતે તમે ફરવામાં નાણાકીય વ્યવહારમાં દરેક રીતે તમે વ્યવહારુ બનો છો એવા વ્યવહારુ તમારે તમારા જીવનમાં પણ બનવાનું છે